પુસ્તકો ઘણા વાંચ્યા છે એમાં ખાસ કરીને મને ચંબલના જે ડાકુ વીશેના પુસ્તકો છે એ ખૂબ જ ગમતા એમાં માધવ સિંહ છે ચંબલ તારા વહેતા પાણી અને મોહર સિંહ એ બધાયના પુસ્તકો એટલા બધા મેં વાંચ્યા છે કે એ મને ગમતા અને એને નીડરો રહેતા અને કોઈનાથી ડરતા નહીં એટલે એ એનાથી મને માનસિક રીતે ખૂબ જ મજબૂત માનસિકતા મળી છે અને હું પોતે નીડર બીનોજ કોઈપણ વસ્તુથી ડરવું નહીં એવું મને એમાંથી શીખવા મળ્યું છે અને રિયલમાં એ લોકો ભલે ડાકુ હતા પણ એ સારી રીતે ડાકુગીરી કરી છે એવું મને લાગ્યું છે એટલે મને પોતાને એની ઉપરથી સારું રહેવું અને કોઈને કામ લાગવું અને કોઈને મજબૂત રીતે આપણે મજબુતાઈ આપવી માનસિક એ મને ગમે છે અને હું ડરવાથી બહુ કાયર છું એટલે બીજા બધાને હું કહું કે ડરવાનું નહીં નીડર બનો અને બધાય ડાકુ લોકો હતા એ નીડર રહીને અને એકલા રહીને ખૂબ જ સારું જીવન જીવ્યા તો આપળે કોઈપણ જાતથી મુઝાવું નહીં અને સરસ રીતે બધાયને કામ લાગીને સારી ભાવના રાખી અને જીવું અને નીડર રેવું એવું મને સમઝાણું છે એટલે એ સિવાય મેં ધાર્મિક પુસ્તકેય ઘણા વાંચ્યા છે એના ઉપરથી એમ લાગે છે કે કોઈ દિવસ ખોટું ન બોલવું ભગવદ્ ગીતા છે ગીતાજીનું વાંચન કરેલું છે રામચરિત માનસ વાંચેલું છે એના ઉપરથી મને એમ લાગે છે કે જે કંઈ બોલવું સારું બોલવું સાચું બોલવું અને કોઈને કામ લાગવું ગાંધીજીના સત્યના પ્રયોગો એ મેં વાંચેલા છે એ તો ખૂબ જ સરસ બુક છે કે એને ગાંધીજી જીવે જે જીવી ગયા છે એ એક ભગવાન બની ગયા છે કે એક ભારત પૂરતા નહીં દરેક દેશો એને યાદ કરે છે એટલે એ ભગવાન જ બની ગયા છે એના ઉપરથી એટલું આપણે શીખવાનું છે કે સત્યને વળગી રાખો સત્યથી જ વિજય છે અને સત્યથી જ તમને માણસો સમજી શકશે તમે ખોટું બોલશો તો ગમે ત્યારે પકડાવાના જ છો એના કરતાં સત્ય બોલો તો એક જ વખત જે બોલ્યા એ કાયમ માટે નિભાવો અને એની વિશે તમે સારી રીતે બીજા માણસો ઉપર છાપ પાડી શકો એવું મને લાગ્યું છે અને વાંચન છે એ એક ગુરુ છે વાંચવું એ એક સફળતાની નિશાની છે સફળ થવામાં જે બધાય જે સફળ થયેલા માનવી છે એ એનું વાંચનથી જ સફળ થયા છે વાંચન આપળુ ગુરુ છે એટલે દરેક પુસ્તક વાંચવા ગમે તે પુસ્તક સારા ગોતવા અને વાંચવા એવું દરેક કાયમ માટે રાખવું અને એકાબીજા મિત્રોને પૂછવું કે કયું પુસ્તક સારું તો એ વાંચીએ અથવા તો હું ત્રણ લાઈબ્રેરી સાથે જોડાયેલો છું અમરેલીની લાઈબ્રેરી છે પછી ગાયત્રી મંદિરની લાઈબ્રેરી છે સ્કૂલની લાઈબ્રેરી હતી એ બધા જ જોડાયેલો હતો અને ઘરે પણ ઘણા પુસ્તકો અમે વસાવેલા છે અને વાંચવા પણ આપું છું અને વાંચું પણ છું અને પુસ્તક છે એ એક આપણને સારી રીતે જીવવાની સરળતાથી જીવાનું શિખવાડે છે